ગુજરાતમાં શિક્ષણ પ્રણાલી બીજા બધાં રાજ્યો કરતાં એકંદરે સારી છે છતાં એવું ધ્યાનમાં આવ્યું છે કે આદિવાસી એરિયાની અંદર શિક્ષકોને જે ભણાવાનો વિષય તેનું જ એમને જ્ઞાન નથી હોતી અને એ છોકરાઓને શું શીખવશે કૂવામાં ન હોય તો હવાડામાં ક્યાંથી આવે એટલે સૌથી પહેલાં તો જે શિક્ષકોની વિદ્યાર્થીઓને ભણાવવા માટે નિમણૂક કરવામાં આવે તે લોકોનાં સર્ટિફિકેટ મુજબ તે લોકોનું જ્ઞાન છે કે નહીં તે ચકાસવાની જરૂર છે અમે આદિવાસી એરિયાની અંદર બધી સ્કૂલો છે તેના ટીચરોને શીખવાડવા માટે વાપીની અંદર એક ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે કારણ કે અમે તપાસ કરી એમને કોઈને આવડતું જ નથી એમને ના આવડતું હોય એ કઈ રીતે શીખવાડે હવે દાખલા તરીકે ટેકનિકલ સ્કૂલ હોય ટેક્નિકલના સ્કૂલની અંદર ટીચરો બીકોમ કે બીએ થયેલા હોય તે કેવી રીતે ટેકનિકલ શીખવાડી શકે એટલે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે વિષય શીખવાડવાનો છે તે વિષયના નિષ્ણાત શિક્ષકો ને આપણે નીમવા પડશે બીજું જે એન્જિનયરિંગ કે વિજ્ઞાનને લગતી સ્કૂલ હોય તેમાં વિજ્ઞાનના પ્રયોગનાં પૂરતાં સાધનો પ્રયોગ શાળા ખૂબ વેલ ઇક્વિપટ હોવી બહુ જરૂરી છે આના માટે આપણે ખરેખર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે